હેલો નમસ્તે હું શ્યામલ સોનૈયા બોલું છું હું તમારી કેબ સર્વિસનો ઉપયોગ કરવા ઈચ્છું છું મને અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સવારે આઠ અને પંચાવન મિનિટે કેબની જરૂર છે કૃપા કરીને વિગતો નોંધો ઉપડવાનું સ્થાન રેસકોર્સ બાલ ભવન ગેટ રાજકોટ ત્યાં મારી ઓફિસ છે અને જવા માટેનું સ્થળ સોરઠિયાવાડી સર્કલ રાજકોટ શું તમે તમે આ સમયે કેબ ઉપલબ્ધ કરી શકો છો જો હા તો કૃપા કરીને કેબનો પીકઅપ સમય અને તકનીકી વિગતો મને જણાવો મારો સંપર્ક નંબર નવ આઠ નવ આઠ શૂન્ય એક સાત શૂન્ય એક સાત છે જો કોઈ મેસેજ હોય તો આપ મને ફોન કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો આભાર